હાલમાં મેં ઓનલાઈન મારા ફેસ ગૃમીંગ માટેનું એક પ્રોડક્ટ મંગાવ્યું છે જે શેમારુ ફાઉન્ડેશન એ ખૂબ જ સરસ ટેક્સચરવાળું આવ્યું છે એકદમ ઇઝીલી મારું બ્લેન્ડ થઈ જાય છે ફેસ પર અને એકદમ નેચરલ લુક આપે છે લાગતું જ નથી કે એ મેં કંઈક ફેસ ફેસ પર લગાવ્યું હોય સાથે એ પ્રોડક્ટની ખાસિયત એ પણ છે કે એના કોઈ સાઈડ ઇફેક્ટ નથી કોઈ પણ સ્ત્રી આને યુઝ કરી યુસ કરી શકે છે કોઈ પણ ટાઈપની સ્કીન હોય સ્કીન ટેક્સચર હોય તો એ ટેક્સચર માટે ઘણા બધા એના કલર્સ અવેલેબલ છે તો એવા ફાઉન્ડેશન્સ ખૂબ જ સારા પડ્યા મને ઓનલાઈન જે મેં આ મંગાવ્યું છે તો એની પ્રાઇસ પણ પ્રાઇસ વેલ્યૂ છે એ તમે જોવા જાવ તો ફાઉન્ડેશન્સ ખૂબ જ એક્સપેન્સીવ આવે છે ખૂબ મોંઘા આવે છે પરંતુ આ જે પ્રોડક્ટ છે તે એકદમ જ ઇઝી અવેલેબલ અને એકદમ લેસર પ્રાઇઝમાં હતો અને ઓનલાઈન મને વધારે ડિસ્કાઉન્ટેડ રેટમાં મળ્યું સો એવી રીતના હું તમેં પણ સજેસ્ટ કરીશ કે બેસ્ટ છે આ પ્રોડક્ટ કે તમે જઈને એને લિન્ક પર બાય કરી શકો છો અને રિવ્યૂઝ વાંચીને તમે બાય કરી શકો છો મેં પણ રિવ્યૂઝ વાંચીને જ આ પ્રોડક્ટ બાય કરેલી અને મારા માટે આર પ્રોડ્કટને પાંચમાંથી પાંચ રેટિંગ છે થેન્ક યુ